બાયો ગેવિએસ પ્લાન ગામડામાં ઘણી જગ્યાએ જોવા મળે છે કુદરતી રસાયણો ખાદ્ય પદાર્થો ગાયના છાણ વગેરે કચરો ભેગો કરીને બાયો ગેસ ઉત્પન કરાય છે ગામડાના લોકો આજે પણ જમવાનું બનાવામાં ઉપયોગમાં લેછે એનાથી ઇલેક્ટ્રિકસિટી ઉત્પન કરી શકાય છે પાણી ગરમ કરવા માટે વપરાય છે એલપીજી ગેસને રિપ્લેસન કરવાનું સારો ઓપ્શન આ બાયોગેસ છે